હા જી બોલોને હા હું જય થાળ રેસ્ટોરન્ટમાંથી બોલું છું જે ગુજરાતનું પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ ગણાય છે અમારું રાજકોટમાં સ્થિત છે

હા તમે વિદેશથી આવો છો સાચી વાત છે સાચી વાત છે અમારો જય થાળ જે શુદ્ધ આહાર માટે પ્રખ્યાત છે અને તમને શુદ્ધ ગુજરાતી આહાર જ પીરસવામાં આવશે હવે તમે અહીંયાંતો પહેલાં કેટલા દિવસ માટે આવી રહ્યા છો હું એ જાણવા માંગું છું હં હં હા જી હવે હું તમારું હું તમારો એક આહારનું એક ટાઈમટેબલ જેવું બનાવી આપું છું તમારે સવારે ચા નાસ્તામાંથી લઈ અને સાંજના જમવા સુધીનું બધું જ અમારા મેનુમાં આવી જાશે હવે પહેલાં તો આપણે એ કરીએ કે તમને તમારો સ્વાદ કેવો છે એ હું જાણી લઉં છું કે તમે શાકમાં કેવું ખાવાનું પસંદ કરશો તીખું કે થોડું ઓછું તીખું મધ્યમ પસંદ કરો છો હા તો ઓકે તો છેને અમારે તો ત્યાંનો રીંગણાંનો ઓળો પણ સરસ આવે છે આપણે ખાલી પ્રથમ દિવસનું નક્કી કરીએ બાકીનું તમે આવશો પછી નક્કી કરીશું રીંગણાંનો ઓળો તમને ફાવે છે તો એ કરી નાખીએ છીએ બરાબર અને સાથે સાથે તમને છેને રોટલા રોટલીમાં શું ભાવશે રોટલા અમારે ત્યાં રોટલા અમારે ત્યાં બાજરીના બાજરીના જુવારના મકાઈના ત્રણ રોટલા છે ઓકે હું માખણનું આમાં ઉમેરી દઉં છું દેશી માખણ ઉમેરી દઉં છું ભલે અમે સાથે આપતા નથી પણ આમાં હું ઉમેરી નાખું ઉમેરી આપું છું જેના ચાલીસ રૂપિયા અલગથી આપવાના અલગ રહેશે હા જી હા જી અને કઢી ખીચડી ઓકે હું આમાં ઉમેરી દઉં છું ઓકે એ પણ આમાં ઉમેરી દઉં છું તો આ તમારી એક થાળી બનીને તૈયાર થઈ ગઈ છે અને શુદ્ધ વલોણાની વલવણાની અમારે છાશ રહેશે ભલે અને આનું તમારે ટોટલ છેને અત્યારે ચારસોને અડસઠ રૂપિયા આવેલ છે અને હા શુદ્ધ દે દે દેશી તમે લાગો છો તે મને જાણીને આનંદ થયો ભલે તો તમે આવો અને પછી બાકીના દિવસોનું નક્કી કરીએ આભાર ભલે અને મને તમારો કોન્ટેક નંબર આમાં છે જ તો હું આ લખી નાખું છું ભલે આભાર ભલે આવજો